હા અમારા ઘરમાં છે અને તેના ઘણા ફાયદા છે એ ફાયદાઓ સ્વાસ્થ્ય સંબંધી અને એક આત્મા સન્માન સંબંધી પણ છે કારણ કે જો ઘરમાં જ હોય તો સ્વાસ્થ્યના જે પ્રશ્નો છે તે પ્રશ્નો હલ થઈ જાય છે બહાર જવાથી અને તેનાથી ઘણા રોગચાળો ફેલાય છે જે તેની આસપાસ રહેતાં લોકોને બીમાર કરે છે તેમાંથી ઘણાં મચ્છરો અને ઘણા રોગો થાય છે જો ઘરમાં જ હોય તો આ બધાનો નિવારણ લાવી શકાય છે રોગોનું નિવારણ લાવી શકાય છે લોકોને સારું સ્વાસ્થ્ય મળે છે તે જો ના હોય તો ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડે છે અને સૌથી મોટો સામનો એક આત્મ સન્માનનો છે આત્મ પ્રતિષ્ઠાનો છે બહાર જવાથી ઘણી વખત લાજ શરમ એક શરમની લાગણી અનુભવાય છે જો એ ઘરમાં જ હોય તો આ લાગણી ઓછી અનુભવે છે અથવા તો અનુભવાતી જ નથી એટલે જો તે ઘરમાં હોય તો સૌથી ઉત્તમ છે